ગુજરાતમાં ભાઈ સિંહ ઠાકોર વગેરે તરીકે સંબોધવામાં આવે છે કુમાર એ રીતે ગુજરાતના લોકોના નામમાં નામને સંબોધવામાં આવે છે અમુક અને કાસ્ટથી પણ તેમને તેમના સંબોધવામાં આવે છે